અમારા વિસ્તારમાં ગુનાહોનું પ્રમાણ આમ તો બહું ઓછું છે પરંતુ જે કંઈ ગુનાહો થાય છે એ મારા ખ્યાલથી ગરીબીને કારણે ઓછા પણ બેરોજગારીને કારણે વધારે થાય છે કેમકે ગરીબ છે એ પોતાની ગરીબી મીટાવવા માટે ગુનો નથી કરતો ગરીબ છે એ ખાલી રોટલો મળશે તો એ પણ ખાઈને સૂઈ રહેશે મજૂરી કરશે પણ જેમને કામ જ નથી કરવું મજૂરી જ નથી કરવી એવા બેરોજગારોનાં કારણે ગુનાઓ વધારે થાય છે એમની જીવન ધોરણ ઊંચું જેમ સારી સારી ગાડીઓ ફેરવવી છે અને સારી સારી જગ્યાઓમાં ખાવું છે રેસ્ટોરન્ટમાં પૈસા વાપરવા છે તો એમના માટે થઈને ગુનાઓનું પ્રમાણ વધ્યું છે બાકી ગરીબીને કારણે ગુનાહ થાય છે એ બહુ હું એમાં સહમત નથી પણ બેરોજગારીના કારણે ગુનાહો થાય છે કેમકે જેમને કામ જ કરવું છે એમને કોઇ પણ પ્રકારનું કામ મળી જાય છે અને એ એના કામમાં ખુશ હોય છે પણ જેમને નથી જ કરવું એ લોકો બેરોજગાર થઈને ફરતા હોય છે અને એમના જ કારણે ગુનાહોનું પ્રમાણ વધ્યું છે